વિવિધ પ્રકારના સમાચાર માધ્યમો એટલે કે મીડિયા ઈલેક્ટ્રોનીસ મીડિયા હોય કે પછી પ્રિન્ટ મીડિયા હોય પરંતુ ગ્રામીણ વિસ્તારો સુધી એ ક્યારે પહોંચતા નથી ગ્રામીણ વિસ્તારની જુદી જુદી સમસ્યા વિશે પણ તેઓ ક્યારે સાચી વાત અને સચોટ વાત કરતા નથી આજે દેશના લાખો ગામડાઓ વિકાસથી વંચિત છે વીજળીથી વંચિત છે સાથે સાથે શિક્ષણની તો તેમના કમીની વાત જ ન કરી શકાય ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી બદીઓ ગ્રામીણ વિસ્તારમાં જુથ બંદી ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક જ્ઞાતિના પ્રભુત્વને કારણે પછાત જ્ઞાતિઓને વેઠવી પડતી વેદના આવા કોઈ મુદાઓને લઈને ક્યારે મીડિયા દ્રારા સમાચાર માધ્યમો દ્રારા કોઈ સાચી માહિતી પ્રકાશિત કરવામાં આવતી નથી એટલે જો સમાચાર માધ્યમોની વાત કરીએ તો સમાચાર માધ્યમો માત્રને માત્ર રાજકીય લોકોના નિવેદનો પાર્ટીઓના નિવેદનો પાર્ટીઓના સમાચારો વિવિધ પક્ષો દ્રારા થતી કામગીરી વિવિધ રાજનેતાઓ દ્રારા થતાં ભાષણો અને વિવિધ રાજનેતાઓ દ્રારા થતી નિવેદનબાજી પૂરત પૂરતું ધ્યાન આપતા હોય છે ગામડાઓમાં પડતી હાલાકી ગ્રામીણ વિસ્તારના લોકોને પડતી ખેતીમાં મુશ્કેલી ગ્રામીણ વિસ્તારના લોકોને પડતી શિક્ષણની મુશ્કેલી અને ગ્રામીણ વિસ્તારમાં રહીને જીવન જીવતા લોકોની રોજબરોજની જીવનયોગી ખાસ કરીને આરોગ્યને લગતી મુશ્કેલીઓ વિશે મીડિયા ક્યારે કામ કરતું નથી કે મીડિયા કોઈ વાત કરતું નથી મીડિયાનું કામ એ સાચી વાતને બહાર લાવવાનું છે લોકોની સમસ્યાઓને પ્રકાશિત કરી અને સરકારના કાન ખોલવાનું છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે કેટલા પ્રેસ રિપોટરો એ માત્રને માત્ર સત્તાધારી પાર્ટીઓના ચમચાઓ બની અને જે છે પક્ષની દલાલબાજી કરતાં હોય છે શા માટે આવું કરે છે એ સમજાતું નથી સમાચારના માધ્યમોના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોમાં અનેક સમસ્યાઓ આજે દેશમાં જોવા મળી રહી છે અનેક વિસ્તાર અનેક ગામડાના વિસ્તારોમાં પૂરતા રસ્તાઓ નથી પૂરતી લાઈટ નથી પીવા માટે પૂરતું શુધ્ધ પાણી નથી શહેરી વિસ્તારથી ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચાય તેવા સારા રસ્તાઓ નથી આજે દેશના દરેક તાલુકા મથકના સીએસસી અને પીએસી સેન્ટર પાસે એ એકસો આઠ તો છે પરંતુ જ્યારે ગામડામાં રહેલી કોઈ ગરીબ સ્ત્રીને પ્રસૂતિની વેદના ઉપડે છે ત્યારે શું ખરેખર સાચા અર્થમાં એકસો આઠ પહોંચી શકે છે અને જો નથી પહોંચી શકતી તો આ વાતની જાણકારી મીડિયા દ્રારા સરકાર સમક્ષ કે લોકો સમક્ષ લાવવાનો પ્રયત્ન થાયે છે જરા પણ નહીં સમાચાર માધ્યમો એ તટસ્થ બની ગ્રામીણ વિસ્તારની સમસ્યા વિશે ખૂબ જ જાગૃત બનવું જોઈએ ગામડાના લોકોના વિકાસ માટે ગામડાના લોકોની સમસ્યાઓ માટે તેમને સરકાર સુધી ગામડાના લોકોની વાતોને પૂરતી રીતે પોતાના પ્રકાશિત માધ્યમોમાં ઇલેક્ટ્રોનિસ મીડિયા હોય કે પછી પ્રિન્ટ મીડિયા હોય એ દ્રારા પ્રગટ કરવા જોઈએ આવું મારું વિશેષ કરીને માનવું છે